મારા નિત્ય દોડવાની જો વાત કરું તો મારા પાસે ઘણા બધા બુટ છે પણ જો મારા જે મનગમતા બુટ છે એ છે નાઇકીના નાઇકીના એર જે મને સૌથી વધારે ગમે છે અને હું જ્યારે પણ સવારે દોડવા નિકળું છું ત્યારે એ જ બુટ પેરીને જઉં છું હું એ બુટ એટલા માટે પસંદ કરું છું કારણ કે એ સૌથી વધારે મને ગમે છે એ એની કોલેટી આવે છે એ સૌથી વધારે ગમે છે પહેરવામાં પણ તમને અનુકૂળ આવે છે અને દોડવાની પણ તમને મજા આવે છે એટલા માટે હું એ બુટ પસંદ કરું છું દરફેર અને જો સ્પોટ વેરની કરું તો એ પણ નાઇકીના જ છે નાઇકીની જે ટ્રેક્સ આવે છે એ હું લેવાની પસંદ કરું છુ દરફેર અને સવારે જ્યારે દોડવા જઉં ત્યારે એ જ ટ્રેકને એ પહેરવાનું પસંદ કરું છું શું હ